ગુજરાતી લોકો સ્વાદના ખાસ શોખીન હોય છે ખાવા પીવાના શોખીન ખૂબ હોય છે અને એમાં પણ અમે સૌરાષ્ટ્ર વાસીઓ તો ખૂબ જ ખાવા પીવાના શોખીનો રહેલા છીએ એમાં પણ જાત જાતની નત નવીન વેરાયટીઓ અમારે કાયમ માટે જોઈએ છીએ એમાં ચટણી અને રાયતાનું પણ મહત્વ છે જો કે રાયતું અમારા ઘરમાં ક્યારેક વાર તહેવારે અને એવું હોય ત્યારે બને છે ચટણી તો રેગ્યુલર માટે ત્રણસોને પાંસઠ દિવસ માટે લીલી ચટણી તો અમારા ઘરમાં કાયમ માટે બંને ટાઈમ જોઈએ જ છે બપોરે અને સાંજે જોઈએ જ છે અને અમુક અમુક ફરસાણ બનાવીએ ત્યારે એની સાથે બધામાં ખજૂર આંબલીની ચટણી પણ બનાવીએ છીએ જોઈએ છીએ અને ઢોંસા છે કે ઇડલી ખાટા ઢોકળા અને એવું કરીએ છીએ ત્યારે એની સાથે ટમેટાની પણ ચટણી બનાવીએ છીએ અમે એ ત્રણેય ચટણીઓ અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ જે વેરાયટી બનાવીએ એ રીતે તેનો ઉપયોગ અમે કરીએ છીએ હવે એમાં સૌ પ્રથમ લીલી ચટણી કહીએ તો એ લીલી ચટણી કાયમ રોટલી દાળ ભાત શાક સાથેય બપોરે જમવામાં અમારા ઘરમાં જોઈએ છે અને એ લીલી ચટણી બનાવા માટે સૌ પ્રથમ કોથમીર મરચાં શિંગ દાણા ફૂદીનો પણ એમાં નાખું છું દારીયાની દાળ પણ નાખે છે લીંબુ ખાંડ એ બધું અને એકદમ ધોઈ અને ક્રશ કરી અને મિક્સ કરીને એ ચટણી ઉપયોગમાં લઈએ છીએ એ બપોરે ય જોઈએ છે સાંજે પણ થેપલા પરોઠા ગમે તે બનાવે એની સાથે એ ચટણી અમારે જરૂર પડે છે અને એની સાથે ખજૂર આંબલીની ચટણી એ પણ ભેળ બનાવો તમે કે સમોસા ઘૂઘરા ભજીયા કોઈ બી વસ્તુ ઘરમાં ફરસાણ બનાવીએ કે રગડો છે પેટીસ છે કોઈ બી ફરસાણ બનાવીએ તો એમાં અમારે બંને ચટણી મિક્સ કરીને દરેક વસ્તુઓની સામગ્રી સામગ્રીના ગુણો કઈએ છીએ તો એમાં એ લાલ અને લીલી ચટણી બંને મિક્સ કરીને ઉપયોગ કરીએ તો એ વધારે ટેસ્ટી લાગે છે સમોસા લો કે ભજીયા ખાઈએ કે ઘૂઘરા બનાવીએ કચોરી બનાવીએ એમાં બંને લાલ અને લીલી બંને ચટણી મિક્સ કરીએ તો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલા માટે એટલે બધાને એ મજા આવે છે એટલે એ બંને ચટણી મિક્સ કરીને ખાઈએ છીએ અને આપણે ખાટા ઢોકળા ચોખાને અળદની દાળના પીસીને જે ખાટા ઢોકળા બનાવીએ છીએ સ્ટીમ ઢોકળા એની સાથે ટામેટાની ચટણી ટમેટાને ક્રશ કરી અને પછી એમાં વઘાર કરીએ એમાં મરચું લાલ મરચું કાશ્મીરી મરચું મીઠું ધાણાજીરૂ બધું નાખી અને એની લાલ ચટણી પણ બનાવીએ છીએ એ એની સાથે એને ઢોંસામાં પણ ઉપર લગાવીએ ઢોસા ઉત્તપમ બનાવી એમાં ઉપર એ ચટણી લગાવી ટમેટાની ચટણી તો પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ખજૂર આંબલીની ચટણીમાં પણ ગોળ બધો મસાલો મરચું ધાણા જીરું હિંગ મીઠું બધું નાખીને એકદમ ઘટ્ટ ચટણી બનાવીએ છીએ તો એ ઘણો સમય સુધી રહી પણ શકે છે એ ક્યાંય ટ્રાવેલિંગમાં બહાર જવું હોય તો પણ એ લઈ જઈ શકીએ છીએ આપણે સેન્ડવીચ બનાવીએ છીએ તો એના ઉપર પણ સોસની જગ્યાએ ટમેટાની ચટણી કરી શકીએ સોસે બનાવી શકીએ શકીએ છીએ અને સ્ટોસ્ટર સેન્ડવિચમાં વેજીટેબલ સેન્ડવિચમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે આપણે કહીએ છીએ કે ભોજનમાં ટેસ્ટ લાવવવા માટે ચાલુ રસોઈ હોય એમાં અધિક ટેસ્ટ વધારે ટેસ્ટ લેવો હોય તો એના માટે ચટણીનો ઉપયોગ ખૂબ જરૂરી છે